સામાજિક સુધારણા ન્યાય અને એને સાથી એની સાથે એકદમ સાથે ચાલી રહેલી ગુનાખોરી અને એ વધી રહેલી ગુનાખોરી એ બહુ મોટો પ્રશ્ન છે નાગરિક સુરક્ષા અને શાંતિ જાળવવા માટે સૌથી પ્રથમ તો આપણે જે પણ ન્યાય સબંધી નિયમો બન્યા છે એનો ખૂબ ચુસ્તતાથી પાલન કરો દરેકને એનાં માટે જ માહિતગાર કરો ગુનાખોરી જે વધી રહી છે એના માટે તમે એ ગુનાખોરીનો ભાગ ન બનો તમારા ઇચ્છાઓને સંતુષ્ટ રાખો તમે મર્યાદાઓ રાખો એની સાથે તમે તમારા કુટુંબ સાથે રહો અને બને ત્યાં સુધી પણ મોડી રાત્રે આવવા જવાનું ટાળો અને દારૂનાં સેવન સિગરેટનાં સેવનો પર થોડોક પ્રતિબંધ રાખો અન્યોને પણ એના વિષેની જાણકારી આપો એ ખૂબ જ જરૂરી છે ન્યાયતંત્ર સાથે ઊભા રહીને સમાજને સુધારવાનું કામ બહુ અઘરું છે પણ કરવું એટલું જ જરૂરી છે ગુનાખોરીને ટાળવા માટે દરેકને સન્માન મળી રહે વ્યવસાય એના માટે બાળકોને ભણાવો અને જાગૃત કરો એનાથી મોટું તો શું કરી શકીએ